ટેક્નોલોજી એ ગુજરાતમાં શિક્ષણ પ્રણાલીને ઘણી બધી અસર કરેલી છે સારી પણ અસર કરી છે અને ખરાબ પણ અસર કરી છે સારી અસરમાં એવું કે આપણને નવું નવું વસ્તુઓ જે બુકમાં નથી હોતું ચોપડીમાં નથી હોતું એ આપણને જાણવા મળે છે સાથે સાથે આપણને એનું એનિમેશન અથવા તો સિમ્યુલેશન દ્વારા પણ એને વિસ્તારથી સમજી શકાય છે ખરાબમાં એવું છે કે એ ટેક્નોલોજી જે છે એ સામાન્ય જ્ઞાનને પણ ડિસ્ટર્પ કરે છે ડિસ્ટર્બ કરી રહ્યું છે ડિસ્ટ્રેક્ટિંગ કરી રહ્યું છે કારણ કે બાળક જ્યારે ટેક્નોલોજીનો સહારો લે છે તેને સામાન્ય જ્ઞાન પણ એ ટેક્નોલોજીના સહારે જોવા લાગે છે જેથી કરીને એ જે ફંડામેન્ટલ નોલેજ હોવું જોઈએ શિક્ષણમાં એ પ્રદાન થતું નથી આથી ટેક્નોલોજી એ શિક્ષણ પ્રણાલીમાં સારી અને ખરાબ બન્ને રીતે અસર કરે છે